બસનું વર્ણન કરું તો હું જ્યારે મારા ક્લાસીસ પર જાઉં છું તો ત્યારે મારે બસની થોડી વાર રાહ જોવી પડે છે પછી જ્યારે બસ આવે એટલે હું બસમાં જાઉં એટલે બસમાં જાઉં એટલે પહેલાં ટિકિટ કંડક્ટ કંડક્ટર આવે અને તમારે ટિકિટ લેવાની એમાં તમે જાઓ એટલે અંદર વિકલાંગોની અલગ સીટ હોય છે મહિલાઓની અલગ સીટ હોય છે કંડક્ટરની અલગ સીટ હોય છે પછી અન્યોની અલગ હોય છે એવી રીતે હોય છે તો એમાં બારીઓ પણ આવેલી હોય છે જેથી તમને શ્વાસ લેવામાં સરળતા રહે અને ઇમરજન્સી દરવાજો પણ હોય છે જેથી કંઈ બી એક્સિડન્ટ થાય કે કંઈ પણ ઇમરજન્સી આવે તો તમે એ બીજા દરવાજાનો ઉપયોગ કરી શકો સામાન મૂકવા માટે પણ અલગ જગ્યાઓ આપી છે ઉપરથી જેથી તમે તમારો સામાન અલગ જગ્યા પર મૂકી શકો અને તમારી બેઠક અલગ જગ્યા પર હોય ને તમે સરળતાથી મુસાફર કરી શકો એટલે બસમાં રોજનું આવવા જવાનું હોય મારું તો હું ઘરથી બીજા બીજી જગ્યા પર જાઉં તો હું બસની મુસાફરી કરવાનું વધારે પ્રાયોટાઈસ કરું કારણ કે બસની મુસાફરીમાં વધારે તમને સરળ રહે છે મુસાફરમાં બહું તકલીફ નહીં આવે ટ્રેનની મુસાફરીમાં કે બાઈકની એમાં તમને તકલીફ આવી શકે પણ બસની મુસાફર તમને થોડી સરળ રહે એટલે તમારે બસની મુસાફરી કરવી જોઈએ